ઈન્ડિયામાં હું બેંકમાં હતો મેનેજર એટલે અમને એલએફસી લીવ ફોર કન્સેસન મળતું ફેમેલી સાથે જવાનું એટલે ઈન્ડિયાની અંદર દર ત્રણ વરસે બહુ ખૂબ મોટી ટુરો મેં અમારા આખા ફેમિલી સાથે કરેલી છે તે ઉપરાંત મારો દીકરો છેલ્લા ત્રીસ વરસથી લંડનમાં રહે છે અને સ્થાયી થયેલો છે એટલે હું બે વરસે મિનિમમ એક વખત પરદેશની ટુરો બી કરું છું યુરોપ ઈંગ્લેન્ડના બધા અને આજુબાજુના પ્રદેશોની મેં ટુર કરી છે અને હું બેન્કનો મેનેજર હતો એટલે મને એર ફ્લાઇટ બી મળતી એટલે તે બધી જગ્યાએ હું ફર્યો છું પણ સૌથી મારી દૃષ્ટિએ જો આપણને ગમે એવી જગ્યા હોય તો ઈન્ડિયા જ છે અને તેમાં ધી બેસ્ટ હરિદ્વાર છે કે જ્યાં આગળ શાંત નિર્મળ પહેલાં હવે તો ક્રાઉન ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે બાકી ત્યાં આગળ પોલ્યુસન વગરનું વાતાવરણ છે સુંદર ગ્રીનરી છે અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થાય છે બાકી ઈન્ડિયાની અંદર સાઉથમાં હોય કે રાજસ્થાનમાં હોય એટલાં બધાં સરસ સરસ સ્કલ્પ આપણે બાંધકામો છે કે જે નહીં પૂછો ને વાત અફકોર્સ જે ઈંગ્લેન્ડની અંદર બાંધકામો છે તેના રાજસ્થાનના મહેલો એ બચ્ચાઓ જ છે ત્યાં આગળ મોટી એટલા બધા મોટા સ્કેલ પર થયેલા છે તેના નાનાં નાનાં બચ્યા કારણ કે જે આપણે બસો વર્ષ ગુલામીમાં હતા માટે આપણા રાજાઓ ખૂબ પૈસાવાળા લોકોના શોષણો કરી ભેગા કરેલા તે આર્કિટેક બોલાવતા હતા તે લગભગ ઈંગ્લેન્ડના આવેલા એટલે ઈંગ્લેન્ડની જ ટાઈપ પર બનાવવા પ્રયત્ન કર્યો છે પણ છતાં આપણા ઇંડિયન ને ઉર્દુ મુઘલ શૈલીનો પણ વ્યવસ્થિત ઉપયોગ થયો છે